બોલો હલો પટેલ સર્વિસ હું સવિતા વાત કરું છું હા મારે મુંબઈ ફરવા જવું અમે ચાર અને અને બે બાળકો છે તો તમે મુંબઈના સારા પેકેજ જણાવશો

આ મારો વોટસએપ દુબઈના સારા પેકેજ જણાવો અને મને આ મારો વોટસએપ નંબર છે

દુબઈ જવા માટેના વિઝા તમે લઈ આપશો કે અમારે જ વિઝા કઢાવવા પડશે

દુબઈ જવા માટેના ની ફ્લાઇટની ટીકીટ સારી ક્યાંની સારી રહેશે તમારા પ્રમાણે કંઈ ની સારી રહેશે વાંધો નહીં બધાંની હ તો વાંધો નહીં ત્યાંની ફ્લાઇટ બુકિંગ કરાવી દો હા એનાં માટે કોઈ વધારે ચાર્જ લાગશે તો વાંધો નથી થેંક યુ